અમારા વિસ્તારમાં મનોરંજન કરવા માટે મેળો છે ને સાબરમતીએ રિવરફ્ન્ટ સાબરમતી રિવરફ્ન્ટમાં તમારે મનોરંજન માટે બોટિંગની સુવિધા ઉપલબ્ધ કરી છે હોડીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમાં તમે અંદર હોડીમાં બેસીને નદીની અંદર મુસાફરી કરી તમે એમાં મનોરંજન આનંદ મેળવી શકો છો પછી બીજી છે મેળા મેળામાં તો ચકડોળ હોય પછી ટ્રેન હોય અને બીજા અનેક ઘણા બધા નાના મોટા સ્ટૉલ લાગેલા હોય જેનાથી તમે મનોરંજન મેળવી શકો છો અને અમારા વિસ્તારમાં મનોરંજન માટે ટી ફિલ્મનું થિએટર પણ છે જેમાં મૂવી જોવા લોકો જાય છે ફિલ્મ જોઈને પણ પોતાનું મનોરંજન કરતા હોય છે જો કોઈ વ્યક્તિની પરિસ્થિતિ સારી ના હોય તો તે વ્યક્તિ ફોન ટીવી અને અનેક રીતે તે પોતાનું મનોરંજન કરતા હોય છે ઘણા લોકો રાતે ફરતા ફરતા નીકળે છે અને પણ પોતાનું મનોરંજન કરતા હોય છે